સરદાર પટેલની જેમ મેમોરીઅલ જે કરમસદમાં આવેલું છે અને ત્યાં સરદાર પટેલને આત્મકથાઓથી માંડીને ઘણું બધું એમના જીવનની શૈલીઓને બધું જોવા જેવું છે